હલો હા

અરે સોનાના ભાવ તો પૂછો શું પેલા વીસ રૂ વીસ રૂપિયાનું તોલો મળતું હતું દસ ગ્રામ સોનુ અત્યારે તો પંચોતેર હજાર અને એમાં પણ પાછી મેકિંગ તેમાં તો પાછી મેકિંગ પણ અત્યારે બાર ટકા પંદર ટકા મન ફાવે એમ લે છે હા અરે આ તો બહુ જ હવે અત્યારે તો સોનુ લેવાય એવું જ નથી કોઈનાથી પણ હં હં પણ અત્યારે તો સોનાના ભાવ તો શું ચાંદી સોનુ બધાના જ ભાવ એટલા બધાં છે મજૂરી તો કેટલી પહેલાં તો પાંચસો છસો રૂપિયા ચાલતા હતાં હવે અત્યારે તો બાર ટકાના પચ્ચીસ ટકાની એંસી નેવું હજાર રૂપિયા તમે દસ તોલા કરાવો એટલે તમારી પર લાખ દોઢ લાખ રૂપિયા મજૂરી લઈ લે આ લોકો તો અરે સુરતમાં તો કપડું આટલું બધું બને છે ને પણ બધાં લોકોને છે તો પ્યોર સિલ્ક પર જ જવું છે હવે પ્યોર સિલ્ક તો કેટલું મોંઘુ થઈ ગયું છે પણ અત્યારે સુરતની અંદર તો એવું થઈ ગયું છે કે મશીનની પર જે વર્કરો કામ કરે છે આજે મિલો છે ને બધું એ લોકો પણ આર્ટિફિશિયલ સિલ્ક બનાવતા થઈ ગયા હવે એ તો એવું બધું મિશ્રણ લાવવું જ પડે એવું મિશ્રણ લાવવું જ પડે નહીં તો અત્યારે સિલ્કનો ભાવ કેટલો છે હા તો પછી હા હા તો આ પછી મધ્યમ વર્ગને પોસાય પણ કેવી રીતે હા હા એને પણ જે મિડલ ક્લાસ છે એ લોકોને તો ટેન્શન જ છે હા આપણું તો કંઈ ચાલતું જ નથી એમાં તો આપણું તો કંઈ ચાલતું જ નથી દિવસે ને દિવસે છે ને તો ઇન્ટરનેશનલ જ ભાવ વધી જાય છે તો પછી આપણે પણ આપણી સરકાર પણ શું કરે હા ચોક્કસ ચોક્કસ તમે મને હા હા હં બરાબર ના ના હવે અત્યારે તો ખરીદાય જ નહીં કેમ કે લગ્નસરાની સીઝનમાં તો પહેલેથી જે લીધેલું હોય તે જ બતાવવાનું હોય અત્યારે તો આપણાથી કઈ લેવાય જ નહીં હા ચોક્કસ તમે પણ આ બાજુ આવો તો આવજો હં હા અચ્છા આવજો હા આવજો હા આવજો